આયોજક સંસ્થાઓ ખેલાડી અને દર્શકો વચ્ચે શાંતિ અને અહિંસા હંમેશા જળવાતી જ હોય છે કેમકે ખેલાડીઓ ક્રિકેટ હોય તો ખેલાડી એક ટીમમાં અગિયાર ખેલાડીઓ હોય બીજી ટીમમાં અગિયાર હોય બાવીસ ખેલાડી હોય પણ દર્શકો જેવું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય તો એક લાખ કરતાં પણ વધારે દર્શકો હોય દર્શકોનો કોઈપણ એક્શન હોય કે તેમનો પ્રતિભાવ હોય ખેલાડીઓ તેમને ગણકારતા નથી ખેલાડીઓ તેમને કોઈ આન્સર નો કોઈ પણ કોઈ પણ તમને સવાલનો જવાબ આપતા નથી કોઈપણ કોઈ પણ ખેલાડીઓ દર્શકો કંઈપણ કરે પણ ખેલાડીઓ તેમને અવગણતા હોય છે કેમકે ખેલાડી માત્ર અગિયાર હોય છે તે તેમની રમતમાં ધ્યાન આપતા હોય છે દર્શકોથી તમને કોઈ લેવા દેવા હોતો નથી દર્શકો મેચ જોવા જે પણ તેમની રમત છે તે રમત જોવા આવે છે પણ જે રમતના કોઈપણ ખરાબ વસ્તુ દર્શકો ની પ્રતિક્રિયા ખરાબ હોય કે ખેલાડીઓને નુકસાન થાય તેવી હોય તો ત્યાં સંસ જે આયોજક સંસ્થાઓ છે તે પગલાં લઈ શકે છે ત્યાં સિક્યુરિટી કે બાઉન્સરોની જે ટીમ હોય છે તે તેમને ધ્યાનમાં આવે તેમને જે પણ જગ્યાએ રમાતી હોય જે આ જે રમત ત્યાં રમત ત્યાંથી તમને બહાર નીકાળી દેશે પણ ખેલાડીઓ કોઈ પણ તેમનો આન્સર આપ કોઈ પણ જવાબ આપતા નથી ખેલાડીઓને પ્રતિક્રિયા ખેલાડીઓનું કામ ખાલી રમત રમવાનું જ હોય છે તેઓને દર્શકોથી કોઈ લેવા દેવા હોતા નથી